મેં ગઈ કાલે એક વાયરલેસ હેડફોન્સ ઓડર કર્યા છે તો એ ક્યાર સુધી આવી શકે હજી બે દિવસ તો તમે હોઈ શકે તો મને એની ટ્રેકિંગ લિન્ક કે એ ડિવાઇસ માટે કોઈ લિન્ક હોઈ શકે તો મોકલી શકો જેનાથી હું જોઈ શકું કે ક્યાર સુધી એ મારી પાસે આવી શકે ઓકે